મેં જે પુસ્તક વાંચ્યું છે જે માનિસક રીતે પડકાર આપે અને પુસ્તક વિશે મારા મિત્ર કે પરિવાર સાથે ચર્ચા કરી છે એ પુસ્તકનું નામ છે છપ્પનિયો જેના લેખન છે પન્નાલાલ પટેલ છપ્પન દુકાળ પર લખાયેલ જ કરુણમય વાર્તા છે કે જેમાં દુકાળની પરિસ્થિતિને લઈને કેટલીક એવી વર્ણન કરવામાં આવ્યું છે જેઓ હૃદય કંપી જાય અને માનિસક રીતે પડકાર અનુભવે એ વાર્તાઓનું પન્નાલાલ પટેલે તેમાં વર્ણન કર્યું છે દુકાળની પરિસ્થિતિને જોવામાં આવે તો તેમાં લોકો ભૂખથી મરી રહ્યા છે એકબીજા સાથે ઝઘડા કરી રહ્યા છે માણસ માણસને મારી રહ્યા છે માણસ ઢોરને મારી રહ્યું છે માણસ માણસ વચ્ચે ફરક જોવા મળતો નથી કે માણસ ઢોર વચ્ચે ફરક જોવા મળતો નથી આવી કરુણમય વાર્તા છે કે દુકાનના સમયે ખોરાક માટે લોકોને લાલસા પડી રહી છે ખોરોક ખોરાક માટે બધા ભૂખે મરી રહ્યા છે બાળક વૃદ્ધ યુવાનો કોઈને પણ ખોરાક મળતો નથી ખોરાક માટે લોકો ફાંફા મારી રહ્યા છે એ દુકાળની પરિસ્થતિને અહીં છપ્પનિયાઓમાં પન્નાલાલ પટેલે ખૂબ જ એવી રીતે વર્ણન કર્યું છે કે એ વર્ણનને વાંચતા જ આપણને આપણી આંખો સામે નજરિયા સામે એ દૃશ્ય ઉદ્ભવે છે કે જે પરિસ્થિતિ એ દુકાનના સમયે અનુભવી તે પરિસ્થિતિ આપણને આપણને નજરો સામે દેખાય છે જે નજર આ બધા આપણને દેખાય છે દુકાનની પરિસ્થિતિને લઈને એવી કેટલીક કરુણ પરિસ્થતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેમાં પોતાના પેટનો ખાડો પુરવા માટે લોકો ફાંફા મારી રહ્યા છે લોકો ભૂખે મરી રહ્યા છે જ્યાં આપણે દિવસેને દિવસે અન્નનો બગાડ કરી રહ્યા છે તે આ પુસ્તકમાં લખાયેલ વાર્તા કે જેમાં લોકો ખોરાક માટે તડપી રહ્યા હતા લોકોની હાલત ખૂબ જ કરુણમય લાગી રહી હતી એ પુસ્તકમાં કરાયેલ વર્ણનને જોઈએ ખૂબ માનસિક રીતે પડકાર અનુભવાય છે કે આપણા જીવનમાં હજુ સુધી એવો પડકાર જોયો નથી માતા પિતા પોતાના બાળકને ભૂખ્યું જોઈ રહ્યા છે અને એ બાળક કે ભૂખના કારણે તડપી રહ્યું છે તેઓ ખોરાકની લાલસા અનુભવી રહી છે તેને જોઈ તેના માતા પિતા કંઈ કરી શકતા નથી દુકાનની પરિસ્થિતિનો સૌથી ખૂબ જ કરુણદાયક અને માનસિક રીતે પડકાર આપે તો આ એક કિસ્સો છે કે પોતાના માતા પિતા એક પોતાના બાળકને ભૂખ્યું જોઈ રહ્યું છે અને એના માટે કંઈ કરી શકતા નથી વિચારો તે માતા પિતાની હ્રદયની કંપન કેવી હશે તેની પરિસ્થિતિ કેવી હશે કે એ પોતાના બાળક માટે કંઈ કરી શકતા નથી સાંભળવામાં આવ્યું છે કે હેલરીયા નામના ફોટોગ્રાફર એને પુરસ્કાર આપવામાં આવ્યું છે એની ફોટોગ્રાફી માટે શાયદ કે જે દુકાનની પરિસ્થિતિને અનુલક્ષીને હતું જે એ ફોટોમાં એક નાનું બાળક ભૂખથી તડપી રહ્યું હતું અને તેની પાછળ એક ગીધ બાળકની મરવાની રાહ જોઈ રહ્યું હતું અને એ ગીધ બાળકની મરવાની રાહ એટલા માટે જોઈ રહ્યું હતું કે એ બાળક મરે અને એ બાળકને એ ગીધ પોતાનું ખોરાક બનાવી લે જેથી એ ગીધને જે ખોરાકની લાલસા છે તે મટી જાય છે આ આપણી પરિસ્થિતિને જોતા જ કરુણતા ઉદ્દભવે છે કે દુકાળની પરિસ્થિતિ કેવી હશે કે જેમાં ખોરાક માટે ગીધ એક બાળકને મરવા માટેની રાહ જોઈ રહ્યું છે છપ્પનિયો પુસ્તકમાં લખાયેલ એ કરુણમય વાર્તા કે જેમાં ખોરાક માટે અને કે ભૂખને મારવા માટે માણસ માણસનો દુશ્મન બની રહ્યો હતો અને જોઈએ તો એવી પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ હતી કે ઢોર અને માણસમાં પણ ઝઘડી રહ્યા હતા તેમાં કોઈ ફરક જોવા મળતો નથી દુકાળની એવી પરિસ્થિતિને જોઈને હ્રદય કંપી જાય એવા દૃશ્યો નજરે ચડતા હતા એ છપ્પનિયા પુસ્તકમાં લખાયેલું એક એક વાક્યને વાંચતા આપણને એવું લાગે છે કે એ દૃશ્યો આપણી નજરને સામે થઈ રહ્યું છે એ રીતે લખાયેલ એ પુસ્તકમાં પન્નાલાલ પટેલે દુકાળની પરિસ્થતિને અનુલક્ષીને એ પ્રકારનું વર્ણન કર્યું હતું